પી પી એમ કે વિ વાય તાલીમ મારી ખૂબ સરળ રીતે પૂર્ણ થઈ છે તમે તમારી તાલીમ બહુ સરસ રીતે આપો છો અને અમને ખબર પડે એવી રીતે તમે અમને બહુ સારી રીતે ટ્રેન કર્યા છે તો હવે મારે આ સર્ટિફિકેટ જોઈતું હોય તો એના માટે મારે શું આગળ પ્રોસેસ કરવું પડશે પ્રમાણપત્ર મેળવવા માટે શું ડોક્યુમેન્ટ્સ જોઇશે આમાં સારું બધી વિગત ભરીને મારે આપવાની